અચ્છા આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો અચ્છા એટલે તમે ઓડિટનું કરો છો ને કામ ટેક્સનું અને ઓડિટનું બરોબર છે અચ્છા મારે આપને એક પ્રશ્ન પૂછવાનો હતો હું હું આપણી સાથે બે એક મિનિટ વાત કરી શકું અચ્છા હવે મારે છે ને પહેલાં તો જાણે મારે સેલેરી એકાઉન્ટ તો છે જ અને મેં ફાઈલ કરી છે અને હવે મારે હવે મારે પેન્શન આવે છે તો પેન્શન માટે ખાસ કરીને બેનો માટે શું જોગવાઈ છે ક્યાં સુધી અમને કર મુક્તિ મળે બે લાખ સાંઠ હજાર સુધી નહીં આવે એમને અચ્છા બરોબર છે

એતો હું તમને એમાં ફોન નંબર અથવા મારું જે પત્રક છે જે ઓફિસ તરફથી મળે છે પેન્શનનું હા તમને હું તો ઓકે તો હું તમને મેઈલ કરી દઇશ અચ્છા બીજું મારે આપને

બરોબર છે અચ્છા બરોબર છે મારે એક ક્વેશ્ચન કે માની લ્યો મને કાંઈ કોઈ જગ્યાએ હું પાર્ટિસિપેટ થઈ હોય અને મને પુરષ્કાર રૂપે મને માની લ્યો કે કંઈક મળે સોસાયટી તરફથી કોઈ ઇન્કમ તો એને એ શું મારા આમાં ગણવાના કરપાત્ર આવકમાં આવશે

અહ ઓકે ઓકે ઓકે તો સારું હું તમને ફરીથી પાછો કોન્ટેક કરીશ બરોબર હા ફોન કરીને આવી જઈશ હા આપની ઓફિસે હો ઓકે થેંક યુ ઓકે ઓકે